એટલે છેલ્લાં વર્ષમાં શું હતું કે મારે અમે ચાર ફ્રૅન્ડો હતા બરાબર તો અમે શું કર્યું કે એક ટ્રીપ પ્લાન કરી એ ટ્રીપ હતી અહેમદાબાદની તો અમે લોકો અહેમદાબાદમાં એક ટ્રીપ પ્લાન કરી એટલે એ ટ્રીપ છે ઓચિંતા છે ને પ્લાન કરી અમે બરાબર તો અમે ત્યાં ગયાં અહમદાબાદમાં બરાબર તો અહેમદાબાદમાં અમે ઉતરતા ગીતા મંદિર બસ પહોંચે ને ત્યાં ઉતર્યા બરાબર ત્યાં ઉતર્યા એટલે અમને છે ને રીક્ષા ન મળે રીક્ષા ન મળે એટલે પછી અમે હોટૅલ કઈ રીતે જઈ શકીએ તો એના માટે અમે શું કર્યું કે ત્યાં અમને ખબર ન હતી અમે નાનાં ગામમાંથી આવીએ છીએ એટલે એમાં શું હોય કે એ ઉબર અને જે રેપીડો છે એ અમારા ત્યાં નથી ચાલતી પછી ત્યાં કોઈ લોકોએ કીધું કે રેપીડો તમે કરી દો ત્યારે એક ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યું રેપીડો અને એનાથી અમે હોટૅલ ગયા બરાબર તો હોટૅલ ગયા અને પછી ચાર પાંચ દિવસની અમારી જે ટ્રીપ હતી એ અમે ઘૂમ્યા બરાબર અને બધી જગ્યાએ અહેમદાબાદના જે ફેમસ ફેમસ પોર્ટ છે જેમકે કાંકરિયા લેક થઇ ગયું સરખેજ રોજો થઇ ગયો કે પછી બીજા એવાં ઘણાં બધા લાલ બજાર છે તો એ બધામાં અમે છે ને ઘૂમ્યા બરાબર અને બહુ મજા આવી એનાથી પહેલાં હું ક્યારેય અહેમદાબાદ ગયો ન હતો આ મારું ફર્સ્ટ ઍક્સપિરિયન્સ હતું એટલે એ કહી શકાય કે મારું જે જિંદગીની યાદગાર ઍક્સપિરિયન્સ હતું એ સારું હતું અમે બધા ફર્યા અને ચાર દિવસ મસ્ત ફર્યા હોટૅલમાં ખાધું અને પછી વ પાછા આવી ગયા